અમારા વિસ્તારમાંથી ઘણા રમતવીરો છે ઘણા દોડવીરો છે એ લોકોએ પણ એમનું નામ પોતાનું હમણાં જ એક મેં રજત મેડલ મેળવીને અમારા નર્મદા જિલ્લામાંથી આદિવાસી વિસ્તારમાંથી એક દીકરી આવેલી છે એ એમને પણ અમે ઓળખીએ છીએ અને એમને સન્માન પણ આપેલું હતું અને ત્યારબાદ જે આ અમારે અહીંયા જે એ અમ્બુભાઈ પુરાણી સ્કૂલ આવી છે ત્યાં રમત ગમતની સ્પર્ધાઓ અને ઘણી અનેકો વાર થાય છે અને અત્યારના સમયમાં દરેક દરેકને પોતાના શરીરને સશક્ત બનાવવાનો એક ક્રેઝ જાગેલો છે એના માટે રમત ગમત યોગા એ બધું જરૂરી છે એ સ્કૂલોમાં એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અને હમણાં હું છે સરકારને એવા નિર્ણયો છે જે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ માટે ઘણા ગર્વના નિયમો સેને સશક્ત બની શકે છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે ટ્રેનિંગ ટ્રેનરો અને એમની વ્યવસ્થાઓ એ લોકો માટે ગ્રાઉન્ડો બધું ઉપલબ્ધ કરાવે છે અને સરકાર ખેલો ઈન્ડિયા નામનો એક કોન્સેપ્ટ લાવી છે એમાં ઘણા છોકરાઓને સારી રીતે પોતાની જે આગવી આગવી પદ્ધતિ હોય જે રમતમાં તેમને ઇન્ટરેસ્ટ હોય તે રમત પ્રત્યે એ દોરાય છે આ જે તરણ સ્પર્ધાઓ થાય છે કબ્બડી થાય છે ખેલ મહાકુંભો થાય સે આપણા દેશમાં એના માટે સરકાર અલગથી બજેટને પ્રોવાઈડ કરે છે એ માટે સરકારનું આ યુવા ધન હમણાં તો ખબર નહીં પડે પણ જ્યારે એ લોકોને જરૂર પડશે ત્યારે એમને ખ્યાલ આવશે કે આ સરકાર અમારા માટે શું કરી રહી છે આ એક એક ભારતની મૂડી છે જે રમે રમત ગમત માથે પોતાનું શરીર સ્વસ્થ રહેશે તંદુરસ્ત રહેશે અને તે પોતે પણ એટલા એ થાય છે કે પોતે બીમારીમાંથી મુક્ત રહેશે આજના યુવાધન આમ તો મોબાઇલમાં રહે છે પણ જે લોકોને અંદરથી રમત રમવાનું કે એ કરવાનો જે શોખ છે એના માટે એ લોકો ઘણી મહેનત કરે છે અને એ લોકો એટલી મહેનત કરે છે ઘણા ઉપર સુધી પહોંચે છે જ્યારે ગુજરાતમાંથી જ જોઈએ તો આપણા ક્રિકેટરોમાં કેટલાક ક્રિકેટરો ગુજરાતના ઘણા બધા ક્રિકેટરો આપ્યા છે આપણે દેશને અને ગુજરાત ગુજરાતમાંથી જ ઘણા ક્રિકેટરો ત્યાં ઈન્ટરનેશનલ ક્રિકેટ પણ રમે છે અને ધીરે ધીરે આવે નીચેથી શરૂ કરી છે કબડ્ડી મેં આ ખેલ મહાકુંભ જ્યારે દોળ દોડ ગોળા ફેંક બરછી ફેંક એમાં અમારા નર્મદા જિલ્લાના ઘણા આદિવાસીઓ દીકરાઓને દીકરીઓ જ્યારે ગોલ્ડ ગોલ્ડ મેડલને પણ કાસ્ટ મેડલ લઈને આવ્યા છે અહીંયા એ લોકોને માન સન્માન આપવામાં આવે છે અને હવે એ લોકો એને પહેલા શું હતું કે આ તરફ કોઈનું ધ્યાન હતું નહીં હવે અહીંયા દોડની સ્પર્ધામાં પોતાની કારકિર્દીઓ બનાવે છે એ લોકોનું સન્માન થાય છે એટલે એમને એક ગર્વ થાય છે કે એમને અનુભૂતી થાય છે સે કે અમે પણ કંઈક કરી શકીએ તો એમાં પણ એ લોકો પણ પોતાની કારકિર્દી બનવા માંગે છે હવે ટ્રેનરો જેટલા જ મળી રહે છે જ્યારે સરકાર શ્રી પણ આ લોકોને જે પૈસા કહે મદદ તથા ટ્રેનરોની મદદ એ લોકોનું આખું પ્રોવાઈડ કરે છે અને સરકાર એના તરફ ઘણું જ ધ્યાન આપે છે એટલા માટે હવે ગુજરાતમાં પણ ઘણા રમતવીરો પેદા થયા છે અને આ આ રમતવીરો એવા નીકળે છે કે જે દેશનું નામ રોશન કરે છે હવે વિદ્યાર્થીઓને શાળામાંથી રમતોમાં ભાગ લેવા ઈંટરસ્ટ થાય છે ક્રિકેટ છે વોલીબોલ છે સ્કેટિંગ છે હવે જ્યારે બાળપણમાંથી જે લોકોને આ રીતની ટ્રેનિંગ આપવામાં આવે તો એ લોકો શું ના કરી શકે જ્યારે એમનો દિમાગ જ દિમાગમાં જ રમત છે રમતની તો એમનો દિમાગ પણ સ્ફૂર્તિલુ રહે છે જ્યારે સ્થૂળ માણસ બેસી રહે રમત ના રમે તો એ લોકોનું દિમાગ એકદમ સ્થૂળ રે છે તો આવા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઘણા બધા છે અને ગુજરાતનું ગૌરવ ગણી શકાય એવા છે તો આ માટે શાળાઓમાં કોલેજોમાં કોલેજોમાં મોટા મોટા એ રાખવામાં આવે છે સ્પર્ધાઓ રાખવામાં આવે છે એ લોકોને પ્રોત્સાહન ઈનામો આપવામાં આવે છે એનાથી એ લોકો પ્રેરાઈને રમત તરફ આગળ વધે છે અને પોતાની કારકિર્દી રમતમાં

સ્કૂલના છોકરાઓને માનસિક રીતે વધુ દ્રઢ અને સુદ્રઢ બનાવે છે તેથી અને ફિટનેસમાં જોવે તો ક્રિકેટ છે દોડ સે વોલીબોલ છે રેક્ટ છે એ બધી રમતો ઘણી સારી અને એને એનાથી બાળકનો વિકાસ થાય છે એ માટે હમણાં સરકાર એમના પર પૂરતું ધ્યાન આપે છે એટલા માટે એ લોકો ઘણા આગળ નીકળી જાય છે જ્યારે પેલાના સમયોમાં એ આ કંઈક કંઇપણ આવું પ્રોત્સાહન સરકારો આપતી ન હતી અને જે આપે છે એનાથી આપણું ગુજરાત ઘણું આગળ નિકળી ગયું છે